હા અમારે ફૂડ બોક્સ નડિયાદની અંદર બે જગ્યાએ છે પીપળજ ચોકડીએ છે અને પીજ રોડ છે એ પીરીજ પીજ રોડ અમારે જ્યારે હતું તારે અમારે ત્રણ દિવસ માટે અમે કરેલું એમાં વડાપાઉંનું અમે સ્ટોલ રાખેલો તો અમને ત્યાં ફૂડમાં મજા આવે રાખવાની અને અમને નફો પણ સારો એવો મળ્યો તે જેથી એનો અનુભવ અમને સારો છે અને અમારા વડાપાઉં બી સારા બનેલા તો અમારા વડાપાઉં ખાઈને લોકોએ બહુ ટેસ્ટ કર્યો પણ અમે આગળ ચાલવાના હતા પણ અમારે ત્રણ દિવસ માટેનું જ હતું એટલે અમે બહુ આગળ ચલાવી શક્યા નહીં